જયારે અમે ભણતાં હતાં ત્યારે શાળાઓમાં આ વ્યવસાયલક્ષી શિક્ષણ આપવામાં આવતું હતું જેવી રીતે સુથાર કામ પ્લમ્બિંગ સીવણ કામ મરઘાં ઉછેર પશુપાલન બધું જ શીખવવામાં આવતું હતું પણ અમારી શાળામાં જેમકે સુથારી કામ અને સીવણ કામ ને ચિત્રકામ તે વસ્તુ શીખવાડવામાં આવતું કે બાળકો મોટા થઈને તેમાંથી કંઈ શીખે અને શીખે તેમાંથી કંઈક પોતાનો હુનર હુનર કરે સીવણ કામમાં છોકરીઓને સીવણ કામ શીખવાડે એટલે પોતે મોટા થઈને સીવી શકે સુથારી કામમાં છોકરાઓ કરી શકે તે પ્રમાણે સુથારી કામ શીખવાડાતું ને પ્લમ્બિંગનું કામ બી લોકો બાળકો શીખતાં હતાં એટલે આવું હુનર વ્યવસાયલક્ષી શિક્ષણ આપવામાં આવે તો બાળકો શીખે ને તેમાંથી પોતે પોતાના પગ પર ઉભા રહી શકે છે શાળાઓમાં આ બધું શિક્ષણ આપવાની જરૂર છે હવે અત્યાર તો આ બધું અત્યારે હોતુંઅત્યારની સમયમાં આ બધું અત્યારે બહુ જરૂરી હોતું નથી ને સીખવાડવામાં આવતું નથી પણ પહેલાંના વખતમાં અમે ભણતાં ત્યારે બધું જ શીખવાડતા હતાં મરઘાં ઉછેર અને પશુપાલનનું તો એ બહુ જાણ નથી એ ગામડામાં હશે તે હશે પણ અહીંયા તો ખબર નથી હવે તો નવા જમાના પ્રમાણે શાળાઓમાં કોમ્પ્યુટર જેવા શિક્ષણો આપવામાં આવે છે તેમાં પણ બાળકો ખૂબ ખૂબ આગળ વધે છે અને ઘણું ઘણું શીખવા મળે છે તેમાંથી ધીમે ધીમે આગળ વધીને પોતાની લાઈનમાં જે આવતું હોય તે એનાથી કરતા હોય છે તે શીખવું જોઈએ બાળકો ઘણું બધું શીખે છે એમાં જરૂરી છે